હમ નમસ્કાર સર

હાં તો સર તમારે ત્યાં કેવા પ્રકારના મોબાઈલ ઉપલબ્ધ છે

બરોબર છે અત્યારે હાલમાં લેટેસ્ટ મોડેલ કયું ચાલે છે મોબાઈલનું હમ હમ બરોબર છે સર આ એટલે જ મેં માહિતી માટે જ તમને કોલ કરેલો હતો અને તમારી શોપ ક્યાં આવેલી છે સર બરોબર છે ઓકે અને હું જ્યારે આવની હોઇશને ત્યારે તમને ઇન્ફોર્મ કરઈશ અને આપડે કોઈપણ મોબાઈલ એકચેન્જ કરાવવો હોય તો શકે સર ઓકે બરોબર છે ખાલી માહિતી માટે જ તમને કોલ કરેલો હતો હાં ઓકે હાં ઓકે થેન્ક યુ સર બાય બાય